તમારે અહીં કઈ કંપની છે એમાં કેટલી મહિલાઓ છે તો એ મહિલાઓનું આધારકાર્ડ પાનકાર્ડ બેન્ક અકાઉન્ટ અને એ મહિલાઓનું જે વર્ક આવડતું જે વર્કનું ક્લાસ કરતા કર્યા એ કે કંઈ બી કામ આવડતું હોય એમનું બધું ક્લાસ લેવામાં આવશે અને અમારા અહીંયાથી મેનેજરને મોકલું છું એટલે ત્યાં બધાને તે બધી મહિલાઓનું પીક લેવામાં આવશે તો તમારે તો તમારી અહીંયા બાવીસ મહિલા છે એમાંથી બધી મહિલાઓને તો પેલું આવડતું હશે ને ક્લાસ હા તો તમને કેટલાનું લોન જોઈએ છે જો તમે આ એ કરવા માંગતા હોય તો કમસે કમ ચાર થી પાંચમાં મળી જશે

એનાથી જો વધારે જોઈતું હોય તો તે પણ મળી જશે પણ કમસે કમ આટલા તો છે જ પણ જો તમારે તમારી જે કંપનીની પેલી બાવીસ મહિલાઓ છે ને એમના પર બધું આધાર હશે કે એમનો આ પેલું આધારકાર્ડ બેન્ક અકાઉન્ટ ચૂંટણી કાર્ડને એ લોકો જો વર્કને એવું બધું સારું હશે તે રીતે અમને લોન આપશું એ હવે થઈ જશે બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં થઈ જશે

ના ના તમે વોટ્સએપ કરી શકો છો ખાલી એમનું બેન્ક અકાઉન્ટ આધારકાર્ડ ને પાનકાર્ડ ને એ લોકો જે વર્ક કર્યું છે ક્લાસ એવું કઈ બી કઈ ડીટેલ હારું બસ આટલું ચાલે હા કંઈ નહિ હું તમને વોટ્સએપ કરી દેવું